ગુજરાતી ભાષાના એવા કેટલાક અસાધારણ શબ્દો જોઈએ તો લોકો તલ વિશિષ્ટ પુષ્કળ અકલ્પનિય વગેરે છે અને રૂઢિપ્રયોગની વાત કરીએ ઉતારી પડવું તો માનભંગ કરવું ટાંટિયા વાળી દેવા અપંગ બનાવવું મોળા પડી જવું ઉત્સાહ ઓછો થવો હ્રદય ખોલવું મનની વાત કોઈને કહેવી નિશાન ઊંચું રાખવું લક્ષ્ય ચડિયાતું રાખવું ઠેકાણે પાડી દેવું મારી નાખવું હૈયે જડાઈ જવું હૈયામાં યાદ રહી જવું આંખ ભીની થવી લાગણીસભર થવું ગળે ઉતરવું સરળતાથી સમજાઈ જવું હાડ માંસ ગાળી નાખવા તદ્દન નિર્બળ થઈ જવું